આજે આખી દુનિયા વેપાર કરે છે આખી દુનિયા બિઝનેસ કરે છે પણ ગુજરાત અને ગુજરાતીઓનું નામ સૌથી મોખરે છે કે બિઝનેસ એ લોકો સૌથી સારી રીતે કરી શકે છે અને એનું મુખ્ય અને મુખ્ય કારણ એ છે કે એ લોકો કિંમત નીચી લાવી શકે અને આવક ઊંચી કરી શકે છે જેમ કે એક અક્ષય કુમાર અને વિદ્યા બાલનનું પિક્ચર હતું મંગલયાન તેમાં આપણે જોયું હતું કે વિદ્યા બાલન પુરીનો ગેસ બંધ કરીને બાકીની ત્રણ ચાર પુરી તળે છે અને એમ કરીને ગેસના પૈચા પૈસા બચાવી લે છે આવું તો આપણા દરેક ઘરે ઘર ગુજરાતમાં ઘરે ઘરની ગૃહિણી વર્ષોથી કરે છે અને આપણા દાદા દાદી બાપ દાદાએ બધાએ આપણને એ જ શીખવાડ્યું છે જે કહીએ કે આપણને ગળથૂથીમાં આપ્યું છે તો આના માટે એક ઉદાહરણ લઈ શકું કે સૌથી વધારેમાં વધારે કે આપણે આજે ફરિયાદ કરીએ છીએ કે તાપમાન વધુ રહ્યું છે ખૂબ ગરમી લાગે છે ઉનાળો ખૂબ લાંબો ચાલ્યો ચોમાસું ઓછું આવ્યું શિયાળો તો આપણે અનુભવતા જ નથી તો ઉનાળાનો ઉપયોગ કરી આપણે અને સોલાર પેનલ તો સોલાર પેનલો આપણા ઘર પર ઓફીસો ઉપર કે આપણા કારખાના પર દરેક જગ્યાએ લગાવીએ જો આના સોલાર પેનલના એવા પણ ઉદાહરણ છે કે લોકોએ પોતાના ઘર પર લગાવી છે તો ત્રણ ત્રણ વર્ષથી એમની પાસે વીજળીનું બિલ તો આવ્યું નથી ને એ લોકો એવી રીતે પણ વધારે ઉત્પાદિત કરે છે કે જેનાથી એ લોકો બીજા સરકારને વીજળી વેચી શકે છે અને જે ઘરમાં આઠ આઠ એસી ચાલતા હોય તે ઘરનું બિલ ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આવે છે તો એવી ઈચ્છા આપણે કરી શકીએ કે નવો આઈડિયા એવો રાખી શકીએ કે સુરતમાં કે અમદાવાદ જેવા મોટા શેહરોમાં જ્યાં બહુમાળી બિલ્ડીંગો બને છે પણ હજુ સુધી એના માટે સોલાર પેનલો બની નથી જે એપાર્ટમેન્ટ્સમાં યુઝ થાય તો આ એક ખૂબ મોટો આઈડિયા છે કે તમે આ બિઝનેસમાં લોકોની આમાં વિન વિન સિચુએશન છે તમારો પણ ફાયદો છે એટલે ગ્રાહકનો પણ ફાયદો છે ને ઉત્પાદકનો પણ ફાયદો છે લોકોના વીજળીના બિલ પણ ઓછા થાય છે અને આપણે આપણો વેપાર પણ બહોળો કરી શકીએ છીએ તો આ રીત છે ગુજરાતીઓની કામ ધંધો કરવાની કે ઓછો ખર્ચો વધારે મેળ મેળ રીર્ટન